મારે સુરતથી મુંબઈ પહોંચવાનું હતું ખાસ એક અમારા સગાસબંધીને હોસ્પિટલમાં અરજન્ટ દાખલ કરવાના હોવાથી રાત્રિનો સમય હતો અને મુંબઈનો વરસાદ અને રાત્રિનો સમય રાત્રે ઉતરતા મને પહેલા ટ્રેનમાં જ શંકા હતી કે મને યોગ્ય ટેક્ષી મળશે કે કેમ પરંતુ મારા ખૂબ સારા નસીબના લીધે હું જયારે મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યો ત્યારે એક સરસ ટેક્ષી ચાલક શંભુભાઈ મળી ગયા શંભુભાઈ મને હોસ્પિટલનું બરાબર એડ્રેસ નહી ખબર હતું છતાં પણ એમણે નજીકમાં એમની ત્યાં ચલાવતા હતા એનાથી ખૂબ સરસ રીતે હોસ્પિટલ સુધી નાણાવટી સુધી લઈ ગયા નાણાવટી હોસ્પિટલમાં મને યોગ્ય દરવાજા ગેટ પણ ઘણા હતા હોસ્પિટલના પરંતુ મને યોગ્ય ગેટ પર જ છોડ્યો અને વરસતા વરસાદમાં પણ મારા જરા પણ સમયનો બગાડ કર્યા સિવાય મને તરત હોસ્પિટલ પર પહોંચાડ્યો એમનો હું ખૂબ ખૂબ આભારી હતો જ ત્યારે પણ અને પૈસાથી તો આવી આપડે માણસાઈને કેવી રીતે એ શકીએ પરંતુ મેં મારી પાસે ખાસ મારા સગાસબંધી માટે સુરતથી હોસ્પિટલમાં દાખલ હતા એમના માટે સુરતની ખાસ નાસ્તો લાવ્યો હતો જે એનું એક પેકેટ પણ મેં એમને આપ્યું કે જેથી એમના ઘરે જઈને એમના જે ફેમિલી જોડે એ ખાઈ શકે અને એમનો એક આભાર વ્યક્ત કર્યો કે જે કદાચ પૈસાથી આપણે નહીં ચૂકવી શકીએ